મારી મનગમતી બાઈક રૉયલ એનફિલ્ડ ત્રણસો પચાસ સીસી છે જે મને ખૂબ જ પ્રિય છે અત્યારે મારી પાસે અપાચી એકસો સાઠ સી સી છે અને આ બાઈકને દોઢ વર્ષ પહેલાં જ ખરીદ્યું હતું અને હાલમાં પણ હું એને ચલાવીને આનંદ માણું છું મારી ડ્રીમ બાઈક આર ઍક્સ હન્ડ્રેડ છે મને જણાવતાં ખૂબ જ દુઃખ થશે કે આ બાઈક તેની તીવ્ર ગતિના કારણે સરકાર દ્વારા બૅન કરવામાં આવ્યું છે જેનાં કારણે આ બાઈક માર્કેટમાં પણ અવેલેબલ નથી અને કંપનીએ પણ તેની બનાવટ સંપૂર્ણપણે બંધ કરી નાખી છે જેનાં કારણે હું મારી ડ્રીમ બાઈક ખરીદી શકતો નથી બાઈકિંગ ટ્રીપ્સ માટે ખૂબ જ પ્રખ્યાત એવી રૉયલ ઍનફિલ્ડની ત્રણસો પચાસ સીસીની બુલેટ ખૂબ જ અનુકૂળ છે કારણ કે આ બાઈકમાં ખૂબ જ વધુ ક્ષમતા ધરાવતું ઍન્જિન છે આ બાઈકની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે આપણે લાંબી ટ્રીપ પર જઈએ ત્યારે સરળતાથી મુસાફરી કરી શકીએ જેથી કરીને આપણે શારીરિક રીતે પણ થાક અનુભવાતો નથી તેમ જ આ બાઈકના સસ્પેન્સ ખૂબ જ ઉચ્ચ કક્ષાનાં છે જેથી કરીને આપણે કમર દર્દ જેવી ઇજાથી બચી શકીએ છીએ તથા આપણી મુસાફરીનો પણ આનંદ માણી શકીએ છીએ